હેલો હ હા બોલો હા ચોક્કસથી તમને રૂમ મળી જશે અમારા હોસ્ટેલમાં પરંતુ એના કેટલાંક નિયમો છે તમે તમારી જે યુનિવર્સિટી છે કે કોલેજ છે એના ટાઈમ પ્રમાણે નીકળો અને એ કોલેજનો ટાઈમ પૂરો થાય એના પછી તમારે બે કલાક સુધીમાં અહીં આવી જવું એટલે તમ સમજો રાત્રે આઠ વાગ્યા પછી તમને બહાર નીકળવા નહીં મળે આઠ વાગ્યા પહેલાં તમારે આવી જવું પડશે અને જમવાનું અને એ બધું તમને હોસ્ટેલની અંદર જ મળી રહેશે બે ટાઈમનું હ જમવામાં અમે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સારું એવું જમવાનું બનાવડાવીએ છીએ તમને અઠવાડીયામાં બે દિવસ કોઈ મીઠાઈ જેવી વાનગી મળશે અને એમ તમે નોર્મલ બપોરે દાળ ભાત શાક રોટલી મળી જશે અને રાત્રે શાક ભાખરી ખીચડી કઢી એ રીતના ઓપ્શન રહેશે અમારા હોસ્ટેલમાં અત્યારે સાડા ત્રણ સો વિદ્યાર્થીઓ રહે છે એમ તો છે ને અમે એક રૂમમાં ચાર વિદ્યાર્થીઓની સુવિધા કરી આપી છે તો ચાર વિદ્યાર્થી એ રૂમ શેર કરશે હં એડમિશન હ એડમિશન લેવા માટે તમારે તમારી બધી ડિટેલ્સ આપવી પડશે અહીનું જે ફોર્મ હોય એ ફિલઅપ કરવું પડશે આધાર કાર્ડની એક ઝેરોક્ષ આપવી પડશે અને એ સિવાય તમે અહીંયા એડમિશન લેવા માંગતા હો તો તમે જો મહિનાના પૈસા ભરવા માંગતા હો તો ચાર હજાર છે અને તમારે આખા વર્ષની ફી ભરવી હોય તો પણ તમે ભરી શકો છો એમાં તમે પાણીની સુવિધા ને બધું મળી રહેશે ચોવીસ કલાક હા તમારે કોલેજ જતી વખતે પણ અહીં એન્ટ્રી કરીને જવાનું અને આવો ત્યારે પણ એન્ટ્રી કરવાની ટાઈમ સાથે ઓકે હા